મેં સ્વીગીમાંથી ઓડર કર્યો હતો તેમા મેં મન્ચુરિયન ઢોસા ઇડલી રાઈસ પાઉંભાજી જીરા રાઈસ દાલ ફ્રાય પુલાવ કેરીનો રસ વડાપાઉં બર્ગર જેવી આઇટમો મંગાવી હતી ત્યાર બાદ મેં તે મહેમાનો માટે મંગાવી હતી પણ મારે આ ઓડર રદ કરવાનો થયો છે કારણ કે મહેમાનો જતા રહ્યા છે તો મારે આ ઓડર રદ કરવો છે કઈ રીતના કરી શકું અને મારૂં પેમેન્ટ રિફંડ કરવું છે તો તે મને જણાવો